હા મેં ધાર્મિક ઉત્સવો માટે દેવી દેવતાઓના શિલ્પો બનાવ્યાં છે ને એ અનુભવ અલૌકિક અને અકલ્પનિય રહ્યો છે કારણ કે ગણપતિ ઉત્સવ વખતે અમે માટીમાંથી સરસ મજાના ગણપતિનો શિલ્પ બનાવ્યું હતું અને એ શિલ્પ એટલું આબેહૂબ લાગતું હતું કે અમને અને જોવાવાળાને બધાને એમ જ લાગતું હતું કે આ સરસ મજાનું શિલ્પ કોણે બનાવ્યું હશે એકદમ કમ્પલેટ જેમ ગણપતિ જે આપણે કોઇ કલાકાર બનાવતો હોય એ જ રીતનું એ શિલ્પ હતું અને આવનારા લોકોને પણ ખૂબ પ્રેરણા મળતી હતી ને ખૂબ આસ્થાથી તેને બધા પ્રણામ કરતા હતા એ સિવાય પહેલાં પણ મેં ધાર્મિક પ્રસંગોની અંદર આ ભગવાન શિવનું પણ શિલ્પ બનાવ્યું હતું તે પણ નિરાકાર અલૌકિક સ્વરૂપ ભગવાનનું જોઈ અને લોકોને દિવ્યતાના ભવ્યતાના અને ભગવાન શિવનાં સાક્ષાત સ્વરૂપના દર્શન થતા હોય એવો એ અનુભવ હતો અને આ રીતે અમે ઘણીવાર દેવીઓનાં માતાજીનાં શિલ્પો બનાવી અને પ્રસંગોની ઉજવણી કરતા હોઇએ છીએ તો આ બધી વસ્તુથી અમને ખૂબ પ્રેરણા મળે છે કારણ કે દેવી દેવતાઓ પ્રત્યે લોકોની આસ્થા જાગે છે લોકો એમાં જોડાય છે નવરાત્રિની અંદર પણ ઘણીવાર દેવી દેવતાઓનાં અમે શિલ્પ બનાવીએ છીએ ને એનું ઓલું કરતા હોઇએ છીએ તો આ અનુભવ અમારા માટે અલૌકિક અકલ્પનિય રહેલો હતો